અ બાલાજીનો સેલ્સમેન આવીને માલ લખી ગયો છે પણ માલ હજી આવ્યો નથી તમારે ત્યાં આવી ગયો માલ દસ દિવસથી લખી ગયો છે પણ મારે ત્યાં હજી એની ડિલિવરી નહીં થઈ ઓકે જે રિસ્પોન્ડ કરીને અને નિરમા પેટી કેટલામાં પડે વેપારી ભાવે દસવાળી ગ્રાહક ભાવ તો દસ રૂપિયા જ છે ને બરાબર છે અને નેસ્લે કોફી નો સેલ્સમેન આવે છે તમારે ત્યાં તો બેવાળી પેલી કોફીની પટ્ટી છે ને એવી પાંચ લખાવી દેજોને મારી ફરી આવે તો ના એ ખ્યાલ નથી પણ હવે ફરી તમારે ત્યાં આવે ને તો બે રૂપિયાવાળી કોફીની પાંચ પટ્ટી લખાવી દેજો મારી નેસકૅફે સનરાઈઝ તો પડી છે હમ હં હા ત્યાં નેસકૅફેની નથી આવતી હા વાંધો નહીં